અમારા માટે ખાવા માનીતું ભોજન વેજીટેબલ અથાણા છે ત્યાંનાં ગાજર ટીંડોળા કાકડી હળદર બધુંય મિક્સ કરીને તમે બનાવી શકો છો ગળ્યાં અથાણાં કાચી કેરી આખી ભરીને પણ બનાવી શકો છો કાચી કેરીને ચટણી તરીકે પણ ઉપયોગ કરી શકો છો